હા સરકાર દ્વારા અમારા સમાજમાં અનેક પ્રકારની આરોગ્યલક્ષી પ્રવૃતિઓ તેમ જ આરોગ્ય માટેની જાગૃતિ માટેના તેમ જ સાવચેતી માટેના કોઈ મહામારીની સાવચેતીરૂપેના પગલાંની માર્ગદર્શિકાઓ અને કાર્યક્રમો વારંવાર યોજાતા હોય છે જેમ કે વિશ્વ યોગ દિવસે દરેક પ્રકારના યોગ માટેની એક શૈક્ષણિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું તેમ જ યોગથી થતા ફાયદા અને લાંબા ગાળે થતા નુકસાનથી કઈ રીતે બચી શકાય તે પ્રકારના એક અદ્ભૂત સામાજિક પ્રવચનનું આયોજન સરકાર દ્વારા ક કરવામાં આવ્યું હતું અને તેમ જ અનેક પ્રકારની વિવિધ પ્રકારની રસી માટેની જાગૃતિઓ અને લોકોમાં ભવિષ્યમાં કોઈ પણ ગંભીર બીમારી ન ફેલાય તે માટેના આહાર વિહારના સૂચનો કરતી એક માર્ગદર્શિકા પણ સરકાર દ્વારા વારંવાર અમને આપવામાં આવી છે